ઑનલાઇન જે મંગાવ્યા હતા હેડફોન તે મને મળી ગયા છે જેની ડેમેજ કંડિશન હાલતમાં મળેલા છે જે હું રિટર્ન કરવાની હું કસ્ટમર કમ્પલેન કરેલી છે તો સમય સ અનુસાર મને સ બીજા અં એ જ ક્વોલિટીના અને એ જ કંપનીના હેડફોન મળશે એ કંપની સાથે એ અં કસ્ટમર કમ્પલેન કરેલી છે